મેં મારા બાજુના ગામ ભાડલામાં એસબીઆઇ બેન્ક છે ત્યાં જોબ માટે રીઝ્યુમ આપેલું હતું તો મને બે દિવસ સુધી કોઈ કોલ કે ઇમેઇલ કે મેસેજ આવ્યો નહીં એટલે હું રાજકોટ સીટી આવતી રહી અને અહીંયા મેં મારે એક એક્ઝામ આપવાની હતી તો એ પરીક્ષા પરીક્ષાનો દિવસ હતો તે દિવસે હું આવી હતી તો મેં પરીક્ષા આપી અને તે દિવસે જ મને ફોન આવ્યો ભાડલા બેંકમાંથી કે તમારે અહીં આવવાનું છે ઇન્ટરવ્યૂ માટે અને તે દિવસે રાજકોટમાં ચૂંટણીનો માહોલ હતો એટલે મુખ્યમંત્રી રાજકોટમાં આવ્યા હતા અટલે બધી બસો બંધ હતી અને મારા ઘરેથી મને કોઈ લેવા આવી શકે તેમ પણ નહોતું એટલે મારે જાતે જ ઘરે જવાનું અને બેંક સુધી પહોંચવાની વ્યવસ્થા કરવાની હતી તો આ માટે મેં પહેલાં તો હું બસ સ્ટેશન ગઈ તો ત્યાં બધી જ બસો અવેલેબલ નહોતી એસટી બસ અવેલેબલ હતી નહીં અને મારા ઘરે મારા ગામડે બસ આવતી નથી બાજુના ગામમાં બસ આવે છે તો ત્યાંની બધી બસો બંધ હતી ત્યાર પછી મેં પ્રાઇવેટ વાહન બાંધવાનો પ્રયત્ન કર્યો પણ તેનું ભાડું ખૂબ જ વધારે હતું જે મને પોષાય શકે તેમ નહોતું એટલે હું ભાઈને કીધું કે તે મને લેવા આવે બીજાનું વાહનની વ્યવસ્થા કરીને એટલે ભાઈએ તેના મિત્રના વાહન ઉછીતું લઈને મને તેડવા આવ્યો તે વાહનમાં હું ગઈ પણ ત્યાં સુધી બેંકનું ઇન્ટરવ્યૂનો ટાઈમ ફિનિશ થવા આવ્યો હતો પૂરો થવા આવ્યો હતો ત્યાં પહોંચીને હું ફટાફટ ઇન્ટરવ્યૂ આપ્યું અને મેં મારી આવડત ત્યાં રજૂ કરી અને મને તે આવડતું હતું તે ત્યાં રજૂ કર્યું એટલે એ લોકોને એ પસંદ આવ્યું અને મને ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ કરી લીધી તો આ મારો જીવનનો ખૂબ જ મહત્વનું ઇન્ટરવ્યૂ હતું જ્યાં મારે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો ગામમાં બસની સેવા અવેલેબલ નથી અને રાજકોટ સિટીમાં છું અને ત્યાંથી મારે ભાડલા જવાનું છે અને ચૂંટણીનો માહોલ હોવાથી બધી બસો બંધ હતી તો આવી સ્થિતિમાં ઘરે પહોંચવું ખૂબ જ મુશ્કેલ હોય છે અને ઇન્ટરવ્યૂના સ્થળે પણ પહોંચવું ખૂબ જ મુશ્કેલ હતું તેમ છતાં મેં મારા પ્રયત્નો ચાલુ રાખ્યા અને મારી મેહનતે હું ત્યાં પહોંચી ગઈ અને મેં મારી મેહનત દ્વારા મારી આવડત દ્વારા મારા ટેલેન્ટ દ્વારા મારા જ્ઞાન દ્વારા ઇન્ટરવ્યૂ પાસ કરી લીધું અને તે જોબ મને મળી ગઈ અને આવી રીતે મેં આવો સંઘર્ષ કર્યો હતો